તમે હાર્દિકભાઈ બોલો છો પેલા પેંટિંગ વાળા તો અમે બાજુના ઘરમાંથી તમાર નંબર માંગ્યો તો કે પેંટિંગ તમે સારું કરો છો તો અમારે ઘરમાં દિવાળી દિવાળીનો કય છે તો ડેકોરેશન માટે કલર કરવાનો હતો અમે અહિયાં નર્મદામાં નર્મદા તાપીમ જિલ્લો અમારું અહિયાં ટી પી ડિગ્રી કોલેજે સામે અમારું ઘર ચાર ચાર રૂમનું છે એમાં એક હૉલ હૉલમાં થોડુંક કલર કરવાનું છે અને મારા રૂમ જરીક સારી રીતે પેંટિંગ કરવાનું છે સારું તો આ બધુ એના માટે ફી કેટલી થસે પૈસા બરાબર તો તમે કેટલા દિવસમાં થસે એ બરાબર સારું તો કયનય અમે તમને ફોન કરશું પછી આય જજો